સ્વિગીમાંથી અમે આજે દાબેલી વડાપાઉં અને લોચો અને પંજાબી શાક મગાવ્યું હતું તો એમાં જ્યારે પાર્સલ અમને મળ્યું ત્યારે અમે ખોલીને જોયું તો એમાંથી શાક ઢોળાયેલું હતું લોચો બધો અંદરનું બટર બહાર નીકળી ગયું હતું અને વડાપાઉં સાવ ઠંડુ એક દિવસનું વાસી હોય એવું મને લાગ્યું અને દાબેલી તો સાવ સડેલી હોય એવી અમને લાગી એટલે ભાઈ અમે તમને રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે ભાઈ સારું ફૂડ અમને આપો આવો ગંદો અને વાસી ખોરાક ઢોળાયેલો સડેલો ખોરાક કોણ ખાવાનું હતું તો આવી રીતે જો તમે કરશો તો પછી આગળથી અમે ડિલેવરી નહીં મંગાવીએ અને રેસ્ટોરન્ટને પણ અમે વિનંતી કરીએ છે કે ભાઈ તમે સારું ફૂડ એટલીસ્ટ અમને આપો